હા સર ગુડ મોર્નિંગ સર હા સર આપણે કંપની માટે હવે એક નવો પ્રોજેક્ટનું વિચારી રહ્યો છું જે એમ્પ્લોયસ માટે તો એક ગેમ્સ ગેમ્સનું વિચારી રહ્યો છું કે નવી ગેમ્સને આપણે રિલીઝ કરીએ અને અને એ એવી ગેમ્સ કે લોકોને એ ગેમ્સ રમવાથી બેનેફિટ મળે નોલેજ મળે આપણા દેશ પ્રત્યે ઘણું નોલેજ મળે રમવાથી જેમ જેમ લેવલ અપ થાય એમ એને નોલેજ મળતું જાય એવી ગેમ આપુ હું વિચારી રહ્યો છું તો તમારું શું આમ ઉદેશ્ય છે કે એવી ગમે સ્ટાર્ટ કરાય કે ન કરાય હા સર મળી જશે સ્યોર સર તો સર તમે જે બી તમારો મુજબનું જે પ્લાન હોય આગળનો તે મને ઓકે તો તમે કરી લેજો ડિસ્કશન આપણે કરી લઈશું મીટિંગ